હલો તમે ફ્લિપકાર્ટમાંથી વાત કરો છો મારે ઓનલાઇન જીન્સની જોડી ખરીદવી છે પણ એમાં મારે લાઈટ પિંક બ્લુ પિન્ક અને બ્લુ કલરની જોડી ખરીદવી છે તો તેમાં મારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું નથી તો શું તમે મને જોડી શોધવામાં હેલ્પ કરી શકો અને મારું સાઈઝ સ્મોલ એક્સેલ છે તો હું મારી સાઇઝમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતી નથી તો સાઈઝ પ્રમાણે અને જોડીના કલર પ્રમાણે તમે હેલ્પફૂલ થઈ શકશો મને